હલો બોલો હા જી આણંદ ડેપો બરાબર

હા તો ખિસ્સા બિસ્સા તપાસો બેગ વેગ તપાસો તમારી એમાં પડી હશે જુઓ

એટલે બસમાં હતી એ વખતે માણસો ઊભા હતા

એટલે ઊભેલામાંથી કોઈએ તમને ધક્કો માર્યો હોય ને એણે કંઈક લઈ લીધી હોય અને એને ના લીધી હોય અને તમારી લઈને એ બતાવી દીધી હોય કોઈને એવું બને ને

બરાબર હા ફાઈન તો થાય જ એમાં એ તમારે ટિકિટ જેટલા રૂપિયાની હતી એના દસ ટકા ઉમેરી અને ભરપાઈ કરવાની રહેશે આણંદ ડેપોમાં બરાબર અત્યારે ક્યાં છો આ બરાબર

હા એટલે તમારે પાછું આણંદ ડેપોએ આવવું પડશે અને અને જે ભરપાઈ કરવાની છે ટિકિટની દસ ટકા ના ચાલે એ તમારે ઘટના ઘટી આણંદ ડેપોએ ને હા એટલે તમારે પાછુ આવવું પડશે અને ત્યાં તમારે ડેપો મેનેજર સાથે વાત કરી કે મારાથી ખોવાઈ ગઈ છે એટલે ગુનો કબુલીશ હું અને દસ ટકા ભરું છું બરાબર ચાલો હા હા હા આવજો